આણંદ શહેરમાં ખરીદીના અનેક મોલ તેમજ બજાર આવેલાં છે જેમકે ડિમાર્ટ સ્માર્ટ બજાર ઝૂડીયો કે જ્યાં આગળ આપણાં જીવન જરૂરી દરેક સામગ્રી મળી રહે છે હું મોટે ભાગે ડિમાર્ટ કે સ્માર્ટ બજારમાંથી ખરીદી કરવાનું વધારે પસંદ કરીશ જ્યાં ઓછા ભાવે સારી વસ્તુ અને સરળતાથી આપણને મળી રહે